હવે અહીં વાત કરી કે રમતનો ઉપયોગ રાષ્ટ્રીય અથવા સાંસ્કૃતિક ઓળખ આપવા માટે ઉત્તેજન આપવા માટે કરી શકાય તો જો એની વાત કરું તો આપણી અત્યારે તો રાષ્ટ્રીય રમત છે હોકી હોકી પણ એટલું જ મહત્ત્વનો છે પણ સાથે વાત કરીએ તો ચેસની વાત કહી તો ચેસ પણ એટલું જ અત્યારે હાલમાં વાત કરે તો ચેસ અમુક લોકોને જ વધારે નથી એના ઓલું પણ આગળ વાત કરીએ તો ચેસને રાષ્ટ્રીય અથવા સાંસ્કૃતિક ઓળખ આપી શકાય કારણકે તેનાથી લોકો એનાથી મહત્ત્વનો ઉપયોગ તો એ જ છે કે જેનાથી તમારું માઈન્ડ વધારે ઉપયોગમાં લઈ શકાય જેથી વધારે કામ કરે અને સાથે અત્યારે વાત કરે તો સોશિયલ મીડિયાના દૂષણથી તમે દૂર રહી શકો ચેસ એક માઈન્ડ ગેમ છે જેનાથી તમે એમાં મહત્ત્વનું હોય છે કે તમે સામેવાળાના માઈન્ડને સમજો કે તે આગળની સાલ શું ચલવાનો છે એ રીતના તો હા તમે રાષ્ટ્રીય અથવા સાંસ્કૃતિક ઓળખ ઊભી કરીશ